હું પોતે તો શાસ્ત્રીય નૃત્યમાં તાલીમ પામેલી છું મને સારા ગુરુઓનો ના આશીર્વાદથી ભારતનાટ્યમ નું શિક્ષણ મળ્યું મેં થોડો સમય માટે કુચીપુડી પણ શીખવાનો પ્રયત્ન કર્યો અને કથક નૃત્ય પણ મને શીખવા મળ્યું અને આપણા ગુજરાતી ગરબા એનું તો કહેવું જ શું એ તો ગુજરાતીની નસે નસમાં હોય અને મેં એને વ્યવસાયિક રીતે પણ લીધું હતું અને રાસ ગરબાના કાર્યક્રમો અમે કરતા હતા જુદા જુદા શહેરોમાં ગામોમાં જઈને નવરાત્રીના દિવસોમાં અમારા કાર્યક્રમો રહેતા અને ખૂબ મજા આવતી અને એમાં અમે દર વર્ષે નવા નવા લોકોને લઈને કરીએ એટલે નવી છોકરીઓ આવે તો સાથે મળીને બધા ગરબા અને રાસને એકબીજાને શીખવીએ નવી રીતો અને નવા એકશન્સ વગેરે કરીએ તો એ એક બહુ જ આહ્લાદક અનુભવો રહ્યા પરંતુ શિક્ષિકા તરીકે એ શીખવવાની મને તક મળી નથી કારણ કે એ મારો વિષય નથી એટલે શીખવવા કરતા શીખવું હું વધુ પસંદ કરું છું તો મારા માટે કદાચ સાથે મળીને હળી મળીને શીખવું એ વધુ અગત્યની વાત છે એ અનુભવ મને ખૂબ જ ગમે છે અને પરંતુ ક્યારેક કદી શીખવવાનો મોકો મળે તો હું જરૂર એ ઉત્સાહથી આ અજમાવીશ અને મને મારી જાતને એમાં પણ પ્રોત્સાહન આપવું ગમશે